ગુજરાતની મુખ્ય ભાષા મૂળ ભાષા તો ગુજરાતી છે પણ ગુજરાતમાં પણ દરેક પ્રદેશે પોતપોતાની બોલી જેને કહીએ લોકબોલી એ વિકસાવેલી છે એટલે દરેક જગ્યાએ તમે જાઓ તો અલગ અલગ ફ્લેવર મળે ભાષાની જેમ કે ગુજરાતના જે અર્બન શહેરી વિસ્તારો છે અમદાવાદ વડોદરા સુરત કે રાજકોટ તો એ ચારેય શહેરોની પણ પોતપોતાની અલગ ભાષા હોય અને જાણકાર માણસ છે એ એના ઉપરથી આ કયા પ્રદેશનો રહેવાસી છે એ ઓળખી શકે એવું છે દરેક જગ્યાએ લોકોને આવકારવાની અલગ અલગ રીત હોય જેમ કે અમદાવાદ હોય તો બહુ આમ સુસંસ્કૃત રીતે આવો કેમ છો મજામાં એ રીતે વાતચીત થાય તો સુરતમાં સુરતી બોલીમાં કાં ચાઇલો કેવું લાગે કેમ હે એવું એ રીતે વાત કરે સૌરાષ્ટ્રમાં હોય તળ કાઠિયાવાડમાં તો એ બાપા રામ રામ કેમ છો મજામાં તો કે ઓ મોજે મોજ ભાઈ આવી રીતે વાતો થાય એટલે દરેકની અલગ અલગ ભાષાનો લહેકો અને મેક છે પણ આમ પણ આખા વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ બહુ મિલનસાર પ્રજા તરીકેની છે એટલે પોતાના પ્રદેશના હોય કે બીજા પ્રદેશના બધાને સ્વીકારે એટલા જ ઉમળકાથી આવકારે અને એવું જોવામાં આવ્યું છે કે બહારના રાજ્યોમાંથી આવેલા ગુજરાતમાં નોકરી માટે આવેલા હોય એ પણ અહીંયા કાયમ માટે સ્થાયી થઈ ગયા હોય એટલી એટલો ખેલદિલી અને ખુલ્લાપણું ગુજરાતીમાં છે એટલે એ એમની ભાષામાં પણ ઉતરી આવ્યું છે કોઈપણ ગુજરાતી સાથે તમે વાત કરશો કોઈપણ પ્રદેશનો હોય તો એના હૃદયનો પ્રેમ અને એ એની ભાષામાં વ્યક્ત થાય શારીરિક સંકેતોથી તો થાય જ ખભે હાથ મૂકીને વાત કરે ધબ્બા મારીને વાત કરે કેમ છે બકા કેવું ચાલે છે કંઈ કામકાજ હોય તો કેજે મુંજાઈશ નઈ ગભરાઈશ નઈ આ દરેક પ્રદેશમાં અલગ અલગ પ્રકારે બોલાતું રહે છે એટલે એમ કહી શકાય કે ગુજરાતી ભાષા આમ જુઓ તો ગુજરાતની છે પણ એક યુનિવર્સલ ભાષા છે અને સદભાગ્યે ગુજરાતીઓ આખા વિશ્વમાં ફેલાયેલા છે એટલે જ્યાં તમે જશો ત્યાં ગુજરાતીનો લહેકો છે એ અલગ તરી આવશે અને પારખી શકશો કે આ ગુજરાતના છે એવું પણ થાય છે કે પરદેશમાં એકબીજાથી અજાણ્યા એવા ગુજરાતીઓ પણ એના લહેકા ઉપરથી બોલતો અરે તમે ક્યાંના ચરોતરના એમ કે એટલે પેલો ઓળખી જાય કે ના હા અમે ચરોતરના તમે ક્યાંના એટલે એમ કે કે અમે ખેડાના ફલાણા ગામના માતર ગામના એ રીતે ઓળખાણ નીકળે એટલે કહી શકાય કે ગુજરાતી આમ ગુજરાતની ભાષા છે પણ આખા વિશ્વને અને વિશ્વના ગુજરાતીઓને એક કરવામાં પણ ગુજરાતી ભાષાનો મોટો ફાળો છે